હું એમ તો ડિવાયએસપી બનવાની ઈચ્છા રાખું છું અને જેથી તેઓ માટે ફિઝિકલ ટેસ્ટ વગેરે આપવાનું હોય છે આથી તેમાં દોડ ઊંચી કુદ લાંબી કુદ વગેરે આપવાની હોય છે તો હું એના માટે રોજ મહેનત કરું છું સવારે ઊઠીને સવારે પાંચ વાગે ઊઠું છું વોર્મઅપ કરું છું અને દોડવા માટે જાઉં છું જેથી પહેલાં દોડ દોડ પહેલાં દોડ પહેલાં કસરત કરું છું જેથી દોડવામાં કોઈ હેરાનગતી ના થવાય આથી હું વોર્મઅપ પતાવીને પછી મારી દોડ ચાલુ કરું છું હું રોજ અડધો કલાક જેટલો રનિંગ કરું છું અને અડધો કલાક રોજ રનિંગ કરું છું આથી તેઓ આથી હું ખૂબ સ્ફૂર્તિ અનુભવું છું મારે મારો ગોલ છે કે હું ડિવાયએસપી બનું અને તેમની જે ફિઝિકલ ક્રાઇટેરિયા હોય છે તે હું પૂરી કરું જેઓ ડિવાયએસપી બનવા માટે એ લ ફિઝિકલ ટેસ્ટની જરૂર હોય છે આથી તેમ તેમાં દોડ હોય છે અલગ અલગ જોબ હોય છે જેમાં ફિઝિકલ ટેસ્ટ લેવાતી હોય છે તેમાં દોડ હોય છે આથી હું દોડ માટે કમ્પ્લેટ આવરું છું અને

એ તે માટે જે એમનો ક્રાઇટેરિયા હોય છે જેમકે પીએસઆઈ બનવા માટે પચીસ મિનિટમાં દોડ પૂરી કરવાની હોય છે પોલીસ બનવા માટે પચીસ મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે તે રીતે હું ટાઇમિંગ સાથે રનિંગ કરું છું અને પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર જેવું દોડી નાખું છું આથી હું એના માટે ખૂબ પ્રયત્ન કરું છું હું રોજ સવારે ઊઠું છું ગ્રાઉન્ડ પર જાઉં છું અને મારી જે દોડવાની પ્રક્રિયા છે તે ચાલુ કરું છું